ગુજરાતી ભાષા ખૂબ જ સુંદર છે એમાં આપણા દરેક સંબંધોને આગવી ઓળખ આપવામાં આવી છે તમે એને અંગ્રેજી સાથે સરખાવવા જાઓ તો અંગ્રેજીમાં તમે મધર ફાધર કે બ્રધર્સ સિસ્ટર પછી આગળ શું તો મમ્મીના ભાઈ કે પપ્પાના ભાઈ કોઈ અલગ કે દેખાતા નથી બધા જ ને તમે અંકલ કહો બધા જ ને આંટી કહો પણ એવું અહીં ગુજરાતી ભાષામાં નથી ગુજરાતી ભાષામાં તમે મમ્મી માતાના માતાના મ ની માતાને નાની કહો છો જ્યારે પિતાની માતાને દાદી કહો છો તે માતાના પિતાને નાના કહો છો પિતાના પિતાને દાદા કહો છો તેમ માતાના ભાઈ હોય તેમને મામા કહો છો અને પિતાના ભાઈને કાકા કહો છો તેમ પિતાના બેનને ફોઈ કહેવામાં આવે છે અને માતાની બહેન હોય તો માસી છે આમ ત્યાર પછી પણ તમને જો ફોઈના છોકરાઓ છે તો એને ભત્રીજા ભત્રીજી કહેવાય જ્યારે મામાના છોકરાઓ છે તો મ ભાણીયા અને ભાણી કહેવાય તો આમ માતૃપક્ષ અને પિતૃપક્ષ ને ખૂબ જ અલગ ઓળખાણ આપવામાં આવી છે અને દરેક ભાષી દરેક સંબંધને એક આગવી વિશિષ્ટતા પૂરી પાડવામાં આવી છે એ ખૂબ જ રસપ્રદ છે